અરે એમ ડૉક્ટર ઉપાધ્યાય સ્પીકિંગ હાં હાં હાં હાં શું નામ તમારું મને બતાવો છે નિયમિત મને નિયમિત બતાવા આવો છો અ અ કોણ કોણ બોલો છો કોણ બોલો છો એ હા હા હા હરસદભાઈ બરોબર બરોબર બીપીની તકલીફ છે તમને વાત સાચી દવા લે છો નિયમિત અ જમીને લ્યો છો કે એમ નેમ હાં છતાં ચક્ર આવે છે હાં તો અત્યારે ક્લિનિક જ છું આવી જાવ આપડે થોડાક ટેસ્ટ કરાવી લઈએ અને એવું લાગે તો તમારા દવાના અટેરે ક્લિનિક જ છું આવૈ જાવ તમારા દવાના ડોઝમાં થોડોક સરભર કરી આપીએ સારું થઈ જશે હો ચિતા નઇ કરવાની ચિંતા એ હાં હાં ચોકસ આવો આવો હઁ એ હાં